ગુજરાતી ભાષાની વાત કરું બદલાવની તો ગુજ ગુજરાતી ભાષા બે જગ્યાએ અલગ અલગ બોલાતી હતી ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં ભાષા એકદમ અશુદ્ધ પ્રકારની બોલાતી જયારે શહેરી વિસ્તારમાં શુદ્ધ પ્રકારની બોલાતી તો જો બદલાવની વાત કરું તો સમયાંતરે અન્ય ભાષાઓની કમ્પૅરમાં કાં તો જે એજયુકેશન વધ્યું બીજા કલ્ચરનાં હેઠળ તો જે ગ્રામીણ ભાષામાં જે ભાષાની અશુદ્ધિ હતી એ થોડી શુદ્ધ થવા માંડી એટલે એમાં બદલાવ પૉઝિટિવ દેખાયો ભાષામાં સુધારો થવા માંડ્યો જયારે જે સિટીમાં શહેરી વિસ્તારમાં જે ગુજરાતી ભાષા બોલાતી હતી એમાં બીજા સ્ટેટ ઇંગ્લિશ મીડિયમ અને જે નવા એક જનરેશનમાં બીજી કલ્ચર્સ અને એનો પ્રભાવ થવાથી એ ભાષાનો પ્રભાવ ઘટવા માંડ્યો ઇંગ્લિશ અને બીજી લેંગ્વેજ તરફ લોકો બહુ વળવા માંડ્યા એટલે જે ગુજરાતી ભાષાનો પ્રભાવ શહેરી વિસ્તારમાં ઘટવા માંડ્યો એમાં થોડો બદલાવ એવો આવે છે કે લોકો ગુજરાતી ભાષા તરફ વેઈટેજ ઘટી ગયું અને અન્ય ભાષાઓમાં એ લોકોનો ઉપયોગ વધવા માંડ્યો પરંતુ ચોક્કસ જે ગામડાની ભાષા જે અશુદ્ધ પ્રકારની ગુજરાતી બોલતી હતી તળપદી ભાષા એમાં સમયાંતરે એમાં થોડો સુધારો જોવા મળે છે